આવાજ નથી આવતો હલો હા બોલો સાહેબ હવે આપ બેંકમાંથી બોલો છો સાહેબ ભઇ આ સાહેબ મારે એક તકલીફ એવી છે અમારે ઓચિંતા પૈસાની જરૂર ઊભી થઈ છે તો મને કઈ લોન મળે હ તે કંઈ નહીં મારા ઘરમાં મારા કુટુંબીજનના અમારા ફેમિલીના દાગીના છે તે હું લઈને આવું અન તેના પર મને લોન મળે પણ શું વ્યાજ લાગે અને મારે લગભગ છ આઠ મહિના પછી પૈસા પાછા હું આપી શકીશ તો મારે રિપેમેન્ટ કેવી રીતે કરવાનું બરાબર છે હવે અમે છેને તે રેગ્યુલર હપ્તા નહીં ભરી શકીએ જ્યારે અમારો પાક ખેતી છે પાક પાકે તો જેટલા પૈસા આવે એટલાં ભરીએ પછી અમારા ધંધામાંથી પૈસા આવે તો ભરીએ એટલે રેગ્યુલર ઇન્ટરવલે પૈસા નહીં ભરશું પણ જેટલાં આવે એટલાં અમે પૈસા ભરશું પણ સાહેબ અમે તો ગામડાના માણસ એટલે અમે તમને પૂછીએ કે દાખલા તરીકે મે છ લાખ રૂપિયાની લોન લીધી તો પેલે એકડે એકથી કે સો સુધી છ લાખ વ્યાજ લાગે કે હું જેટલા પૈસા ભરું એટલું મારુ વ્યાજ ઓછું લાગે હં સાહેબ સાહેબ અમે હં સાહેબ અમે ગામડાના માણસને એટલે આ પૂછીએ અમારા શહેર ગામડામાં તો આપણે આ શાહુકાર હોય ને તેમાં જે દાગીના આપીએને તે અડધા બદલી કાઢે એવું તો કંઈ નહીં થાય ને સાહેબ અમે બાઓ ઘરેણાં બા ઘરેણાં ઓટોમીક આતો હેરિટેજમાં આવેલાં ઘરેણાં હોય એટલે બીલ ન જ હોય હં બધું ખરું પણ મને મારા ઘરેણાં પાછા મળશેને પૈસા ભરું તો કે તમે કહો આ લઈ જાઓ એવું તો નહીં થાય ને અચ્છા હવે એમાં કોઈ ગેરેન્ટર બેરેન્ટર પાછા અમારે લાવવા નહીં પડેને આતો અમારે ખાનગી હલો અમારી ઇજ્જત જાય કે આ લોકો પાસે પાસે થઈ ગયાં પૈસા હવે ગેરેન્ટર બેરેન્ટર નહીં આમા તો જે આ ઘરેણાં મૂકીએ તેજ જોઈએ ઓકે કેટલાં ટકા લોન આપશો ઓકે સર થેન્ક યુ

હં બધાં જ બાવીસ કેરેટનાં છે જૂના છે એટલે બહું જ ઓકે સર જી હા સર થેન્ક યુ સાહેબ આભાર